પ્રવાસીઓનું આકર્ષણ બને એવી જગ્યા અત્યારે અમારા એરિયામાં અત્યારે તિથલ દરિયો છે તો તિથલ દરિયા પર કેવું હોય કે દિવાળીના દિવસે સવારથી એટલે બધા લાઈક એમાં કેવું હોય કે બધા એ બીચ છે ને દરિયો છે ને તો ત્યાં બધા પ્રવાસીઓ આવે એટલે ધારો કે સુરતથી દમણથી પછી એટલે ગુજરાતથી ગુજરાતથી તો આવે જ છે પણ બીજા બધા રાજ્યમાંથી પણ અહીંયાં આવીને દિવાળીમાં ફેસ્ટિવલ દિવાળીમાં ઉત્સવ મનાવે છે અને ત્યાં કેવું હોય છે કે દિવાળીના દિવસે બીચ પર દરિયામાં દરિયાના દરિયામાં બધા ત્યારે તો વરસાદ નથી હોતો એટલે ત્યારે બધી બોટ હોળી હોય છે ને તો હોળીમાં બધા અંદર હોળીમાં બેસીને બધા આ એક કિનારેથી બીજા કિનારા સુધી એટલે થોડાક આ આંટા ને એવું મારવા દે છે એમાં અને પછી ત્યાં સા અ સાઈકલ ચલાવવા દે છે પછી પછી બધા એ એવી રીતે એક એક એવું ઉત્સવ જેવી તૈયારી તૈયાર કરે છે અને બધા એટલે એકસોને એક દીવાનું કંઈ એ લોકો આખુ દીવાનું સ્ટેન્ડ લાવીને એમાં દીવા પ્રગટાવે છે અને એમાં પ્રવાસીઓને પણ ખૂબ મજા આવે છે ત્યાર પછી અમારે ત્યાં એ તિથલ જે દરિયો છે તો ત્યાં બધા આવે અને મકર સંક્રાંતિમાં પણ એવું જ હોય છે તો આખા સુરતથી છે કે પછી બીજા બધા રાજ્યમાંથી બધા બધા બધા જીલ્લાઓમાંથી બધા લોકો આવે છે પ્રવાસીઓ આવે છે અને બધા પતંગ લઈને આવે છે અને અમુક વાર તો કેવું હોય છે કે ત્યાં પતંગ પછી લાડુ મમરાના લાડુ તલના લાડુ અને ત્યાં બધાના એ એવી રીતની બધી નાની નાની દુકાનો લગાવેલી હોય છે જેમાં ઓછા ભાવે બધાને લ લાડુ મમરાના લાડુ તલના લાડુ એવી રીતે બધાને જમાડે છે અને પછી રાતે બધાને બધા તુક્કલ ઉપર છોડે છે અને ત્યારે તે તે તેટલા જે દિવસે ત્યાં ઉત્તરાયણ હોય છે તો તે દિવસે અમુક લોકો પતંગ લઈને આવે છે નહીં તો પછી અહીંયાથી એમને આપવામાં આવે છે પતંગ અને પતંગ આપે છે સાથે સાથે ફીરકી આપે છે અને બહુ આયરો આજે તિથલનો દરિયો છે એટલો તે ટાઈમે એટલો સરસ દેખાય છે કે આખો તે દિવસે આખો દરિયા પર આખું એકદમ જોરદાર એનું જે નજારો હોય છે એ બહુ જોરદાર હોય છે અને તે પછી તે દી ત્યાં મસ્ત ભેળ પણ મળે છે અને ભેળ મળે છે પછી બધા નાના નાના બાળ નાના નાના છોકરાઓ માટે નાની સાઈકલ પછી નાની મોટર કાર અને એવું બધું પણ એ લોકોને જવા લાઈક એમને રમવા માટે બધી વસ્તુઓ મૂકેલી હોય છે એટલે મમ્મી પપ્પા એટલે ધારો કે કોઈનું પરિવાર સાથે આવ્યા હોય અને નાના નાના છોકરાઓ પણ હોય તો એ લોકો પણ એ લોકોની રીતે એ જે નાનું રમતનું સ્થાન છે તો ત્યાં એ લોકો મસ્ત રમતા હોય છે પછી ત્યાંથી ચાલ્યા ત્યાં એક અને તે દિવસે દિવાળીના દિવસે પછી એ સાંજે બધા લાઈક સાત આઠ જેવા વાગેને તો ત્યારે બધાને એ કે એટલે એક પરિવાર સહ બધાને અમુક એવા ફટાકડા ફોડવા માટે આપે છે જે બધા દરિયામાં અને દરિયા પાસે જ બધા ફોડે છે બધા પરિવાર સાથે અને એમાં એવું હોય છે કે એ જે ફટાકડા હોય છે ને એ બધા દરિયામાં કેવું હોય કે એ દરિયા દરિયાની આ બાજુ સાઈડ ફોડે છે એટલે એક જગ્યા છે જ્યાં ખાલી ફોડવાનું જ છે તો ત્યાં બધા ફટાકડાઓ ફોડે અને બધા સાથે રમે અને કેવું કે એ ફટાકડાના જે પેલો કચરો હોય એ બી બધા સરખી રીતના એ ફેંકી દે છે એટલે ત્યાં દરિયાને પણ ખરા નુકસાન થાય એવું નથી કરતાં હોતા અને લોકોને પણ ત્યાં એટલી મજા આવે છે કે આખો દિવસમાં કેટલાય લોકો તો આવીને મઝા કરીને પાછા ઘરે જાય છે અને એવું કે છે કે તિથલના દરિયામાં અને પછી સાંજે કેવું હોય કે ચા તણ ચાર વાગે એટલે તા અંદર તમને સ્વિમ એટલે તરવાની પણ બહુ મજા આવે અને ત્યારે ત્યાં જે સૂર્યા સુર્ય સૂર્યાદય થતો સૂર્યાસ્ત થતો હોય તેને તેના દર્શન કરવાની પણ ખૂબ મજા આવે છે પછી ત્યાં એક સો એક દીવા કાં તો એકસો આઠ દીવા એવું કંઈ સળગાવે છે અને આખું એ લોકો દિવાળીનું એમ ઉત્સવ મનાવે છે અને પછી બીજું હોય છે કે ઉત્તરાયણ તો ઉત્તરાયણમાં ત્યાં આવીને બધા પતંગો ચગાવે છે પછી બધા રંગબેરંગી પતંગો પછી બધા એકમાં એક એવા સાત પતંગો હોય એવી રીતના બધા પોતાના પરિવાર સાથે આવીને પતંગ ચગાવે છે પછી અમારે અહીંયાં જન્માષ્ટમી હોય તો જન્માષ્ટમીના દિવસે પણ એવી રીતના સાતથી આઠ સાતથી આઠ મટકી લાવે છે પછી એવી રીતે અલગ અલગ ગ્રૂપને લાવે છે તો એ બધા અલગ અલગ ગ્રૂપ આવે જે બહારથી પણ આવે છે તે એટલે બીજા જિલ્લાઓમાંથી તે તે ટાઈમે ત્યાં હરીફાઈ રાખવામાં આવે છે કે કઈ ટીમ જલદી મટકીને ફોડી શકે તો જન્માષ્ટમીમાં આવી રીતના બધા મટકી ફોડે છે અને એમાં મટકીમાં ધારોકે અમુક ઈનામ પણ રાખેલા હોય છે તો ત્યાં પ્રવાસીઓને આવવાનું એક સ્થાન છે જ્યાં આરામથી પ્રવાસીઓ સારી રીતે ફરી પણ શકે છે આપણા હિન્દુ ધર્મને પણ જાળવી શકે છે અને એ લોકો એટલે એ લોકો હિન્દુ હોય કે મુસલમાન હોય પણ એ લોકો પોતાનું એટલે એમને મઝા પણ ખૂબ આવે છે અને પછી એ લોકો એટલું એટલું ત્યાં જોવા જેવું છે પછી ત્યાંથી ચાલ્યા હોળી તો હોળીમાં પણ એકતા ઉત્સવ થાય છે કે આ બધા એટલે ત્યાંથી જે આજુબાજુના ગામડાવાળા છે અને બારના પ્રવાસીઓ આવે છે તો ત્યાં બધા મળીને એક જ હોળી સળગાવે છે તો એ હોળીમાં પણ બહુ મજા આવે છે હોળીમાં તે દિવસ આગલે દિવસે બધા હોળી સળગા પ્રગટાવે છે પછી એમાં બધા ત્યાં પૂજા કરે છે બેસીને ને પછી બધા બહુ ખુશ થાય અને પછી અમારે ત્યાં એક બીજુ પણ પ્રવાસનું સ્થાન છે જે સ્વામિનારાયણ તિથલ મંદિર છે તો તે તિથલ મંદિરમાં કેવું હોય છે કે દિવાળીના દિવસે એક અન્નકૂટ ઉત્સવ હોય છે જેમાં ભગવાનને બધી અલગ અલગ વાનગીઓ જમાડે છે અને ત્યાં એટલું સરસ દેખાવનું એ મંદિર છે કે એને ત એનું દર્શન કરવા જેવું છે કારણ કે એ મંદિર બહુ અતિ ભવ્ય મંદિર છે એમાં તમે એકવાર મુલાકાત લો તો પાછું તમને ઘરે જાવાનું મન જ નથી થતું અને પ્રવાસીઓ તો એટલા આવે છે ત્યાં કે કોઈ કોઈ વાત જ નથી અને એટલા પ્રવાસીઓ આવે કે આખો દિવસમાં એટલે ટાઈમ જ નથી હોતો અને અન્નકૂટ ઉત્સવના દિવસે ત્યાં આપણે મંદિરમાં જઈએ દર્શન કરીએ છે પછી ત્યાંથી દર્શન કરતી વખતે બહાર જઈએ ત્યારે આપણને એક મીઠાઈનું બોક્સ આપે છે અને ત્યાં બધા આખો દિવસ ત્યાં પણ દિવાળીના દિવસે એકસો આઠ એકસો આઠ એવી રીતના બે એ એના જે દરવાજા હોય છે ને તો ત્યાં એ લોકો દિવાળીના દિવસે મસ્ત દીવા સળગાવે છે દીવા પ્રગટાવે છે અને અતિ ભવ્ય રંગોળી મનાવે છે તો રંગોળીમાં એ લોકો રંગોળી બનાવે છે અને રંગોળીમાં બધા આ કલર્સને એવું બધું નાખે અને પછી એ લોકો સરસ મજાની રંગોળી દીવાને એવું મૂકીને સરસ મંદિર ને સજાવે છે એટલે ત્યાં પ્રવાસીઓને એટલું આકર્ષિત લાગે એ મંદિર કે આખો દિવસમાં પ્રવાસીઓ ચારસોથી પાંચસો પ્રવાસીઓ તો રોજના આવતા હોય દિવસે એટલું સરસ અહીંયાં પ્રવાસનું સ્થાન છે એટલા માટે મને તિથલનો દરિયો અને તિથલનું સ્વામિનારાયણ મંદિર મને બહુ જ ગમે છે અને એ પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું એક સ્થાન છે સો તમે આવો તો એમની મુલાકાત લેજો થેન્ક યુ